અ આમાં આઈસક્રીમ માં કયો કયો ફ્લેવર છે

અમારે તો કપમાં પીવો પડસે હ ઓકે અને એમા કોઈ ઓફર છે

ઓકે એટલે બાય વન ગેટ વન છે અ મને સ્ટોબેરી એક વેનીલા અને અમેરિકન ડ્રાય ફ્રૂટ અને એ છે ઓકે ઓકે

ઓકે હવે આ જામફળ ફ્લેવર છે એ નવું આયુ છે ઓકે તો એક આજે જામફળ ફ્લેવરનું છે એ એક કરો અને એક વેનીલા કરી લો બંને બાય વન ગેટ વન જ આવસે ને એક જામફળ અને એક વેનીલા એક લિટર એક લિટર બે

કેસ છે